ઇન્ટરનેટ ગેમ્સ અંગેના અભિગમે મારો મારો મારું કેવું એમ છે કે ઇન્ટરનેટ ગેમિંગ દ્વારા લોકો હવે બહાર રમતા જ નથી તેથી લોકો ઘરમાં ન ઘરમાં હે છે ને ઘરમાં આખો દિવસ ફોનમાં ગેમિંગ કરતા હોય છે તેથી તે લોકોના આંખો પણ બગડે છે એમના શરીરમાં પણ એ બધું તે અસર કરે છે જે છોકરાઓ બહાર રમવા જતા હોય તો એ દોળ પકડ રમે તો એમના સવાસ્થ સારું રહે એ લોકો ઘરે ઈન્ટરનેટ ગેમિંગ કરતા હોય તો પછી એમની આંખો પણ બગડે અને પડ્યે પડ્યે એમનું શરીર પણ શું આળસી થઈ જાય છે તેટલા માટે ઇન્ટરનેટ ગેમિંગ બહુ ખરાબ વસ્તુ છે